ગુજરાતમાં તો ઘણાં બધાં સ્થળોએ મુલાકાત લેવા જેવી છે એમાંની હું અત્યારે જો કોઈને ભલામણ કરું તો કયા સ્થળે જવું જોઈએ એમાનું સૌથી પહેલું હું જુનાગઢ જુનાગઢ એ કહેવાય ને કે ગુજરાતનું જે હરિયાળીવાળું જે જગ્યા કહેવાય એ જુનાગઢ એ આખું કહેવાય ને કે બહુ જબરદસ્ત જગ્યા છે જે તમારે સિંહ વાઘ દીપડા તમારે નેચરલ જે પ્રકૃતિની સાથે તમને રહેવાનો આનંદ મળે એવી જગ્યા એટલે જુનાગઢ તમારે ગિરનાર પર્વત ગિરનાર પર્વત એમાં તમારે દસ હજાર પગથિયાં તમારે ચડી શકો છો ચડવાનું અને એની જે મજા છે જે પ્રકૃતિની સાથે તમે રાતે તમે ચાલું કરો ચઢવાનું તમારે સવારે પહોંચો તમને ત્યાં તમારે અંબાજીમાં આરતી થાય પછી ત્યાંનો સનસેટ જુઓ પછી ત્યાં સનસેટ જોયા પછી તમે સન રાઈસ જુઓ અને ત્યાં બેથી ત્રણણ હજાર પગથિયાં પાછા ઉતરી અને ચઢી ને ત્યાં દત્તાત્રેય દત્ત ભગવાનનું જે મંદિર છે ત્યાં તમે દર્શન કરો અને ત્યાં જ વચ્ચે છે ને ત્યાં દત્તાત્રેય ભગવાનનાં તમે દર્શન કરવા જાઓ એ પહેલાં વચ્ચે છે ને જ્યાં જ્યાં ગિરનારી બાવા છે એ લોકો જમણવાર બહુ જોરદાર આપે છે ત્યાં તમે એ એનો જે લ્હાવો છે ને એ અનહદ લેવો જોઈએ અને ત્યાંની એક જે રુચિ છે એ વસ્તુ છે સિસ્ટમ છે એ કેવી છે કે તમે ત્યાં જમવા જાઓ છો ને ત્યાં તમને પિન ડ્રોપ સાઇલેન્સ સાવ શાંતિ હોય તમે કદાચ બે માણસ બોલતા હો ને તોય તમને કહી દે અહીંયા બોલવાનું નહીં ખાના ખાઓ ઓર કુછ નહીં બોલને કા આવી બધી ત્યાં સુવિધા તમે જુઓ કેવી ડિસિપ્લિન છે આપણામાં કદાચ ડિસિપ્લિન ના હોય એવી ડિસિપ્લિન એ લોકોમાં છે એટલું ઇંગ્લિશ બોલે એ લોકો એટલે એ બધી જે માણવાની વસ્તુ છે જોવાની વસ્તુ છે એ ગિરનાર જે જગ્યા છે પર્વત ત્યાં ઘણી બધી છે અને ત્યાંની એક જે આખા વરસમાં ચાર દિવસ થાય છે જે એને કહેવાય છે ગિરનારની લીલી પરિક્રમા એની વાત કરું તો દેવ દિવાળીના પછીના દિવસોથી ચાલું થઈ જાય છે ત્યાં ઘણાં બધા ઓલઓવર ઇન્ડિયામાંથી લોકો પરિક્રમા કરવા આવે છે ને ત્યાં પાંત્રીસથી સાડત્રીસ કિલોમીટર સુધી તમારા ચાલીને પરિક્રમા કરવાની હોય છે અને એ આખી ગિરનારની પરિક્રમા હોય છે ત્યાં તમે એ એટલા દિવસોમાં કોઈ જીવજંતુથી માંડીને સિંહ વાઘ દીપડા કોઈ એટલે કોઈ તમને ના નો ટચેય પણ ન કરી શકે કોઈ જીવડું પણ તમને બટકું ન ભરે એટલું એ ત્યાં સત છે એ તમારે જોવામાં ખૂબ જ એ વસ્તુ તમારે માણવી જોઈએ અને ત્યાં આપણાં વિચાર કરો સિત્તેર સિત્તેર એંસી એંસી વરસની ડોશીઓ તે આખી પરિક્રમા કરતાં હોય તમને જોઈને એમ થાય કે ઓહોહો એટલે એનો લ્હાવો અનહદ લેવો જરૂરી છે અને ગુજરાતનાં બીજાં સ્થળની વાત કરું એવું જ બીજું સ્થળ ગુજરાતનું પાટણ વાવ અત્યારે એને ઓસમ હિલ કહેવાય છે પણ વર્ષોથી વર્ષો પહેલાં એને પાટણ વાવ તરીકે જ ઓળખાતું અત્યારે એને ઓસમ હિલ કહેવાય છે ત્યાં પણ માત્રી માતાનું મંદિર છે ત્યાં ખત્રીનાં કુળદેવી છે એ અને ત્યાં જે ઓસમનો જે સાતમ આઠમ પછીના દિવસોમાં ત્યાં ઓસમ હિલમાં ત્યાં મેળો થાય છે અને ત્યાં ખૂબ જ સારા એવા અલગ રંગારંગના કાર્યક્રમો થાય છે ભવાઈઓ થાય છે તે આપણી સંસ્કૃતિને અંતર્ગત ઘણીબધી સારા એવા કાર્યક્રમો કરી અને ત્યાં મેળો પણ થાય છે એટલે ત્યાં ઓસમનો મેળો પણ બહુ જોવા જેવો છે ત્યાં માણવા જેવો છે અને ત્યાં જો વરસાદની ઋતુ હોય અને વરસાદની મોસમ હોય ત્યાં તમારે અને એ દરમ્યાન જો તમે ઓસમે ચડ્યા હોય તો બહુ સારો એવો અનુભવ થાય છે અને એવી જ રીતે બીજી ગુજરાતની ત્રીજી વાત કરું આપણો ચોટીલો ડુંગર ચામુંડા માતાજીનું મંદિર નવસો નવ્વાણું પગથિયાં તમે જુઓ ત્યાં માતાજીની આરાધના કરવા માટે લાખો ગામથી લાખો લોકો એને દર્શન કરવા માટે આવે છે અને ત્યાં દર્શન કરે છે ત્યાં એવી માન્યતા છે કે રાતે મંદિરમાં કોઈ પૂજારી પણ નથી રહેતા એટલે ત્યાં એક વસ્તુનું સત છે કે ત્યાં કોઈ દિવસ ચામુંડા માતાજીના મંદિરમાં તમે રાત્રે તમારે ફરજિયાત નીચે ઉતરી જવું પડે તે તમે ઉપર સૂઈ શકતા નથી રહી શકતા નથી પૂજારી પણ તમારે ત્યાં એ નીચે તમારે આવી જાય છે એટલે ત્યાં જે સિંહ છે એ ત્યાં સાચો થાય છે એવું લોકોની માન્યતા છે એટલે એ પણ એક તમારે ત્યાં લ્હાવો લેવા જરૂરી છે ને ત્યાં સિંહ ત્યાં આખી મૂર્તિ છે એ તમે દર્શન કરી શકો છો ચામુંડા માતાજીનાં દર્શન કરી શકો અને નીચે અન્નક્ષેત્ર છે તમે ત્યાં જમી પણ શકો છો એવું જ ત્રીજું વાત કરું તો જલારામ બાપાનું મંદિર જ્યાં તમે જઈ અને કઢી ખીચડી તમે અમને રાજકોટમાં કે કોઈપણ ગુજરાતમાં કોઈ એમ કહે ને કઢી ખીચડી એટલે જલારામ બાપા યાદ આવે વીરપુર ગામ યાદ આવે જેને જલારામ બાપાને કાંઈ પોતાની જે કહેવાય ને ઘર ઘરવાળીને દાનમાં દઈ દીધી કે મારે ભિખારી એમ કહે કે કોઈ એમ કહે કે સાધુ એમ કહે કે મારે આ તમારી ઘરવાળીને દાનમાં જોઈએ પણ એ વ્યક્તિ એની ઘરવાળીને દાનમાં દઈ દે છે એવી વ્યક્તિનું મંદિર વીરપુરમાં સ્થાપિત છે તમે જ્યાં જાઓ એટલે કેવી શાંતિ કેવી સ્વચ્છતા કેવું એની સિસ્ટમ કેવી સગવડતા ત્યાં તમને ફ્રી કોઈપણ ચાર્જ કોઈપણ દાન પેટી પણ નહીં કાંઇપણ નહીં ત્યાં તમારે જઈને તમારે જમવાના દર્શન કરવાનાં એય ને તમે ફરીને એન્જોય કરી શકો છો એ પણ બહુ સારું એવું મંદિર જઇ શકો છો અને એવાં ગુજરાતમાં તો ઘણાં બધાં મંદિર છે ઘણાં બધાં ફરવાલાયક સ્થળો છે અને એમાનું ગુજરાતનું સારામાં સારું જો આપણને આમ ટૂરિઝમને કહેવાય એવું કચ્છ કચ્છમાં તમને શું વાત કરું કચ્છમાં માંડવી બીચ તમે જાઓ